અ તું ઋષભ વાત કરી રહ્યો છું અ તમને એક ટ્રાવેલ કંપનીમાંથી તમારો નંબર લીધો છે મેં જગાઓ આપણે અમદાવાદમાં અત્યારે હું છું તો કઈ કઈ જગાએ આપણે વિઝીટ કરી શકીએ એ માટે તમને કોલ લગાવ્યો હતો જી અત્યારે હું દસ દિવસ માટે અત્યારે અહીંયા છું તો મારે અમદાવાદમાં કઈ કઈ જગાએ જવું છે ઓકે અને અમદાવાદમાં જવું જ છે અને ગુજરાતમાં પણ મારે બીજી જગાએ જવાનું અત્યારે પ્લાન બનાવીએ છું તમે મેં

ઓકે અને અમદાવાદથી કેટલું દૂર છે આ ઓકે સારું સારું

અને ખાવા માટે કઈ જગ્યા સારી છે અહીંયા ત્યાં અ હું નોનવેજ અને વેજ બધું ખાઈ લઉં છું

બરાબર ઓકે સારું ઠીક છે અત્યારે તમારી ઓફિસ ક્યાં છે શાહીબાગ હં તો એવું હોય તો હું એક દિવસ તમારી મુલાકાત રૂબરૂ લઈ લઈશ ઓકે અને આનો ચાર્જીસ વગેરે જે પણ હોય એ મને કહી દેજો સારું સારું સ્યોર થેન્ક્યુ